જાહેર વ્યવહારનું વાહન વ્યવહાર પ્રમાણે તો એવી કોઈ ચોક્કસ સમસ્યાઓ સંબંધિત છે નહીં ઘણી વખત વાહનના ટાઈમિંગના લીધે પણ ઘણી બધી પ્રોબ્લેમ્સ થતી હોય છે જેમકે ટાઇમમાં ઘણી વખત ફેરફાર થવાને લીધે ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે